આજના સમયને આપણે વાત કરીએ તો આજના સમયમાં ઇન્ટરનેટ એટલે કે ડેટા પ્લેન મોબાઇલની ખૂબ જ જરૂર છે કોરોનાના સમયની વાત કરીએ તો ત્યારના ત્યારે ઘરેથી નીકળવું આપણા માટે બહુ ભયજનક હતું કારણ કે કોરોનાના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હતો તો તેવા સમયમાં પોતાનું કાર્ય કરવા માટે અથવા બીજાને ભણાવવા માટે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કે વિદ્યાર્થીઓ સુધી પૂરેપૂરી માહિતી પહોંચાડવા માટે આ ઇન્ટરનેટ એ જ એક એવું માધ્યમ હતું કે તેના દ્વારા આપણે પૂરીપુરે પુરેપુરી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ તેના માટે ડેટા કોટાનો ઉપયોગ ખૂબ જરૂરી હતો તેવા સમય માટે ખૂબ જરૂરી હતો અને મારો ફોન મોબાઈલ નંબર છે એઈટ વન ફોર વન ડબલ એઈટ ડબલ નાઈન ડબલ સિક્સ ડબલ ફોર